ગુજરાતનાં લોકો કલાત્મક પ્રવૃતિમાં જેમાં ચિત્ર શૈલી તથા નૃત્ય સંગીત વગેરે કરે છે નૃત્યમાં કથકલી કથ્થક ભરતનાટ્યમ મણિપુરી નૃત્યનો સમાવેશ થાય છે અને સંગીત કલામાં ગુજરાતમાં લોક ડાયરા ભજનો ને ગુજરાતની કલાકારો એ નવી દિશા નવો આપ્યો છે દર્શનાત્મક પ્રવૃત્તિમાં ઉધોગોના વિકાસ જેમાં જંગલોના લાકડાંથી ફર્નિચર બનાવવામાં આવે છે અનેક જિલ્લામાંથી વડોદરા દાહોદ પંચમહાલ ખનીજો મળી આવે છે વગેરે વગેરે વસ્તુઓ થતી હોય છે